હા હા અમારા નજીકમાં દરિયાકિનારો પણ છે મલક મારું મૂળ વતન જૂનાગઢ જિલ્લાનું કેશોદ તાલુકાનું ગામ છે કેશોદ અને માંગરોળની વચ્ચે આ ગામ આવે છે તો અમારી નજીક આખો સૌરાષ્ટ્રનો સાગરકાંઠો આવેલો છે જે દરિયાઈ પટ્ટી ત્યાંથી કોસ્ટલ હાઇવે જેને કહેવાય દરિયાઈ પટ્ટી એ અમારી નજીક જ છે સોમનાથ મહાદેવનું મંદિર પણ અમારા જે મૂળ વતન છે અમારું ત્યાંથી ખૂબ ખૂબ નજીક થાય છે ત્યાં ખૂબ જ પ્રવાસીઓ ખાસ કરીને દિવાળીની રજાઓમાં આવતા હોય છે અને શિયાળાની ઋતુમાં પણ ખૂબ જ ભાવિક લોકો ત્યાં આવી અને દર્શન કરતાં હોય છે ખાસ કરીને શ્રાવણ માસમાં ભગવાન શિવની એમ કે આરાધના માટે બહુ મોટી સંખ્યામાં સમગ્ર દેશ અને વિદેશમાંથી લોકો ખૂબ જ શ્રદ્ધાળુ લોકો આવે છે અને ભગવાન શિવનાં ત્યાં સોમનાથ મંદિર ખાતે દર્શન કરે છે અને પોતે એમ કે ખૂબ શ્રદ્ધા હોવાથી ખૂબ મોટી સંખ્યામાં ઘણી વખત તો ખૂબ વિશાળ લાઈન હોય કે તમે દર્શન એમ કે કતારો લાગેલી હોય તમે સવારમાં પાંચ વાગ્યામાં જઈને ત્યાં કતારમાં ઉભા રહો તો લગભગ પાંચ સાત કલાક પછી તમને દર્શન માટે સમય મળતો હોય વારો આવે માંડ તમારો એટલે ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ જગ્યાએ આવતા હોય છે સોરઠના સાગરકાંઠાથી થોડાક આમ આગળ આવીએ તો પોરબંદર જે છે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મ સ્થાન એ પણ એક સરસ દરિયાકાંઠાની અંદર આવેલું સારું ત્યાં સુદામાનું મંદિર છે એનાથી થોડાક આમ આગળ દરિયાઈ કાંઠે વધતા દ્વારકા આવે દ્વારકા દરિયાકાંઠો પણ છે અને દ્વારકા મંદિર જે છે ભગવાન શ્રી કૃષ્ણનું એ ખરેખર ખૂબ અદભૂત મંદિર છે ત્યાં પણ મોટી સંખ્યામાં ત્યાં સમગ્ર દેશ વિદેશમાંથી લોકો આવે છે ખાસ કરીને અમારા વિસ્તારમાં ગીર ગીર વિસ્તાર પણ નજીક છે ગીર સોમનાથ એ આખું એક પ્રવાસ સ્થળ તરીકે ખૂબ વિકસેલું છે ગીરનાં જંગલોમાં ગીરના સિંહ જોવા મળે છે આ રાજ્ય ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા ત્યાં એક ઘણા બધા એવા સરસ એમ કે પ્રવાસીઓ માટે રહેવા જમવાની સુવિધાથી માંડીને એ લોકો સિંહ દર્શન કરી શકે એ માટે સરકારશ્રી દ્વારા સરકાર ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે જે પછી ત્યાંથી એમ કે સોમનાથથી આગળ જતાં દીવ સુધી એમ કે કેન્દ્રશાસિત પ્રદેશ જે છે ત્યાં દીવમાં પણ ખૂબ લોક પ્રવાસીઓ લોકો આવે છે એટલે ઘણાં બધા રસપ્રદ પ્રવાસનાં સ્થળો અમારા આજુબાજુમાં છે એ પણ અમારા માટે ખૂબ ગૌરવની ઘટના છે અને એર પ્રવાસન છે એક આજે એક પ્રવાસ નિગમ દ્વારા પણ એને ખૂબ મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે ગુજરાત સરકાર ને ભારત સરકાર પણ એને ખૂબ મહત્ત્વ આપી રહ્યું છે ઘણા બધી એમ કે ખાનગી સંસ્થાઓ પણ ત્યાં રહેવા માટેની વ્યવસ્થાઓ કેટલાક ધાર્યું એમ કે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે એ બધા લોકોએ પોત પોતાના ત્યાં ગેસ્ટ અતિથિ ગૃહો છે ધર્મશાળાઓ છે એ મોટી સંખ્યામાં ત્યાં સ્થાપ્યાં છે જેને કારણે પ્રવાસીઓને કોઈ અગવડતા પડતી નથી આમ અમારા વિસ્તારની અંદર દરિયાકાંઠા વિસ્તારમાં ખૂબ સુંદર પ્રવાસનાં સ્થળો છે જેને કારણે દેશ વિદેશની જનતા ત્યાં પ્રવાસ માટે આકર્ષાય છે